મે અત્યાર સુધીમાં પાડેલાં મારા પોતાનાં ફોટોગ્રાફસમાંથી સૌથી વધારે ફોટો મને એ ગમે છે કે સિડની સિટીમાં અમે એક બીચ ઉપર ફોટો પાડેલો કે જેની આજુબાજુનો એરિયા એટલો સુંદર કવર થયેલો અને સિડની સિટીનાં મોટા બિલ્ડિંગો કવર થતાં હોય એ ટાઇપનો પોઝ હતો એટલે મને હજુ પણ એ ફોટો વધારે ગમે છે કે એક ફૉરેન પ્રદેશમાં ઊભા હોઈએ અને જે પ્રાઉડ કે જે ગર્વ સાથે ફોટો પડાવ્યો હોય એવું ફીલ થાય અને ખરેખર તમે નો ડાઉટ નેચર ફોટા કરતાં મને જયારે આ ફોટો એટલાં માટે ગમે છે કે આજુબાજુનાં જે બિલ્ડિંગ્સ અને બીચ અને એટલે આલ્બર્ટનું જે ડૅવલપમેન્ટ ને એ બધુ જોતાં એવું લાગે છે કે હું એક સારા ફૉરેનનાં એક સારા સિટીમાં હું ફરતો હોઉં એવું મને ફીલ થાય